સામાન્ય રીતે હું મારી બાઇકની સંભાળ દર બે મહિને સર્વિસ કરાવીને લઉં છું જ્યારે પણ લાંબી ટ્રીપ પર જવાનું હોય તો સામાન્ય રીતે જો એ થકવી દે એવી ટ્રીપ હોય તો હું મારી બાઇકમાં ઓઇલ પાણી વ્યવસ્થિત બધુ ચેક કરાવી લઉં છું બેટરી ચેક કરાવી લઉં છું અને જયારે પણ લાંબા માર્ગ ઉપર જવાનું હોય તો એ માર્ગનો ગૂગલ મેપ જે છે એ હું ડાઉનલોડ કરી લઉં છું જેથી મને આગળના બધા જ સ્થળો વિશે ચોક્કસ માહિતી રહે